આખા દિવસ દરમ્યાન પાણીની જરૂર છે એ ઘણી બધી વસ્તુઓને છે પડતી હોય છે જેમાં છે સૌ પ્રથમ માનવ શરીર માનવ શરીર એક એવી વસ્તુ છે જેને પાણીની જરૂર સૌથી વધુ પડે છે આપણે જાણીએ છીએ કે આપણાં શરીરમાં છે પંચાણુથી નેવું ટકા જેટલું હિસ્સો છે એ પાણીનો હોય છે અને જ્યારે આપણે કોઈપણ પ્રકારની કોઈ એક્ટિવિટીસ કરીએ છીએ દોડીએ છીએ કસરતો કરીએ છીએ યોગ કરીએ છીએ ત્યારે આ જરૂરિયાત પાણીની છે એ ખૂબ જ વર્તાય છે આ ઉપરાંત જ્યારે ઉનાળામાં ખૂબ જ તડકો પડવાના લીધે પણ આપણને પાણીની જરૂરિયાત છે એ દિવસ દરમ્યાન ખૂબ જ વધારે પડતી હોય છે માનવ શરીર સિવાય જોવા જઈએ તો વનસ્પતિને પણ પાણીની જરૂર પડે છે આપણે જાણીએ છીએ કે કોઈપણ વનસ્પતિ છે તો એને ઊગવા માટે સૌથી વધુ કોઈ મહત્વની વસ્તુ હોય તો તે પાણી છે કોઈપણ વનસ્પતિ છે એ પાણી વિના ઊગી શકતી નથી અને જો પાણી તેને સમયાંતરે આપવામાં ન આવે તો તેના લીધે એવું પણ બની શકે કે તે વનસ્પતિ છે એ મુરઝાઈ જાય છે અથવા તો બળી જાય છે કે પછી નાશ પણ પામી શકે છે તો વનસ્પતિને પણ પોતાની વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવા માટે છે એ પાણીની જરૂર પડે છે પછી જો પાણીની જરૂર કોઈ વ્ય વસ્તુને પડતી હોય તો તે ઉદ્યોગો છે એવા ઘણાં બધાં ઉદ્યોગો છે કે જેમાં પાણીની જરૂરિયાત છે એ વર્તાય છે કોઈપણ ઉદ્યોગ તમે લઈ લ્યો નાનાથી લઈને મોટો ઉદ્યોગ બધા ઉદ્યોગોમાં પાણી છે એ એક ખૂબ જ મહત્વની બાબત છે પાણી વગર જોઈએ આમ તો કોઈપણ ઉદ્યોગ છે એ સફળ બની ન શકે અથવા તો ચાલી પણ ના શકે તો ઉદ્યોગની બાબતમાં પણ પાણીની જરૂર પડે છે જેમકે કોઈએક કોઈ ખાદ્ય સામગ્રી બનાવાની ઉદ્યોગ છે કોઈને તો તેમાં સ્વભાવિક છે કે પાણીની જરૂર છે એ પડવાની જ છે કારણ કે પાણી વગર તો કોઈ ખાણી પીણીની વસ્તુ બની શકે એમ જ નથી આ ઉપરાંત પણ ઘણીવાર એવું બને કે અમુક જે સાધનોનો ઉપયોગ ર્ક્યો હોય તો તેને ધોવા માટે પણ પાણીની જરૂર પડે છે પાણી એક એવી વસ્તુ છેકે તે દિવસ દરમ્યાન બધી બાબતોમાં તેની જરૂર પડે છે પછી જો પાણીની જરૂર પડતી હોય કોઈને તો એ ખેતર છે ખેતરોમાં પણ પાણીની જરૂર વર્તાય છે દિવસ દરમ્યાન જ્યારે ખેતરમાં કંઇક વાવવાનું હોય તો ત્યારે પાણીની જરૂરિયાત છે જેમ વનસ્પતિ છે તેમજ ખેતર છે જમીનને ફળદ્રુપ રાખવા માટે તેમાં ભેજ હોવો જરૂરી છે તો જેના માટે પાણી પણ જરૂરી છે આ સિવાય દિવસ દરમ્યાન પાણીની જરૂર કોઈ વસ્તુને પડતી હોય તો તે પ્રાણીઓ છે પક્ષીઓ છે તે લોકોને પણ જેમ માનવ શરીરને પાણીની જરૂર છે તો તેટલીજ આવશ્યક તા પ્રાણીઓ પક્ષીઓને પણ પાણીની એટલી જ છે આપણે જોઈએ છે કે પશુ પક્ષીઓ માટે કુંડાઓ અથવા તો ઘણાં બધાં અવેડાઓ બાંધવામાં આવે છે શા માટે આવું કરવામાં આવે છે તોકે ભઈ એને પણ પાણીની જરૂર એટલી જ વર્તાય છે જેટલી આપણને વર્તાય છે તો ઈ લોકો માટે પણ પાણી એટલું જ મહત્વનું છે જેટલું આપણાં માટે મહત્વનું છે આ સિવાય બીજી ઘણી એવી વસ્તુઓ છેકે જેને પાણીની જરૂર પડતી હોય છે જેમકે દિવસ દરમ્યાન ગૃહિણીઓ છે તેને રસોઈમાં પાણીની જરૂર પડે છે કારણ કે પાણી વગર તો કોઈ રસોઈ બનવાની જ નથી આ ઉપરાંત વાસણ ધોવા માટે પણ દિવસ દરમ્યાન પાણીની જરૂર પડે છે એમ જોવા જઈએ તો કપડા ધોવા માટે કચરા પોતા સફાઈ વગેરે જ એવી બધી વસ્તુઓમાં પાણીની જરૂર છે એ આવશ્યક પણે છે આપણને જોવા મળે છે તો હા એમ કહી શકાય કે દિવસ દરમ્યાન પાણીની જરૂર આપણાં દિવસ દરમ્યાન લગભગ લગભગ બધા મોટા ભાગની એક્ટિવિટીસ છે પ્રવૃતિઓ છે જેમાં આપણને પાણીની જરૂરિયાત છે એ આવશ્યક પણે એમ વર્તાય આવે છે